આજકાલ બાળકો રમતા હોય એવી કેટલીક નવી રમતો તો એમાં તો ઘણી બધી સમાવેશ થાય છે પરંતુ ફિઝિકલ રીતે જોવા જઈએ તો જેવી રીતે જે મતલબ ફિઝિકલમાં આવે છે એવી બધી ઘણી ગેમો છે જેમાં સ્કેટબોર્ડ છે સ્કેટિંગ છે બિલિયાર્ડસ છે પછી પંચબોક્સ છે બોક્સ ક્રિકેટ છે આ રીતે બધી ઘણી ગેમો છે જેમાં સમાવિષ્ટ અત્યારની જે નવી ગેમો છે એ એનો સમાવેશ થાય છે ફિઝિકલી ગેમમાં આ બધી જે ગેમ છે એનો સમાવેશ થાય છે ફિઝિકલમાં શું છે કે ધારો કે પહેલાનાં પહેલા વખતે બધા ગ્રાઉન્ડ પર જ ક્રિકેટ રમતા હતા અત્યારે નવું આવ્યું છે ઈનોગ્રેશન થયું છે જેમાં બોક્સ ક્રિકેટનો સમાવેશ થયો છે ટર્ફનો સમાવેશ થયો છે જેમાં ટર્ફ પર બોક્સ મતલબ ક્રિકેટ રમી શકે છે એમાં અલગ રીતથી રમવાનું આવે છે નોર નોર્મલી નોર્મલ પ્લાસ્ટિક અને નોર્મલ પ્લા બોલ અને બેટ નોર્મલ પ્લાસ્ટિકના હોય છે જેનથી ટર્ફ પર રમી શકાય અથવા બોક્સ ક્રિકેટમાં ર રમી શકે છે સ્કેટબોર્ડ જે છે એ સ્કેટિંગ માટે અલગ અલગ જે એના વે હોય છે એનો સમાવેશ થાય છે પછી એના જે કંઈક સ્ટન્ટ હોય છે એ પણ એમાં વેરીએશન લાવે છે સ્કેટિંગ જે જૂની વખ જૂની જૂની રીતે હતું એ જ્યારે આપણા પાસે એવા કંઈક રસ્તા અને સ્ટન્ટ માટે કંઈ ઉપલબ્ધ નહોતું પણ અત્યારે એવી કંઈક નવી આમ વેરાઈટી આવી છે જેમાં કે સ્કેટિંગથી નવી રીતે આમ સ્ટન્ટ કરી શકે છે સ્કેટિંગથી બધી જ રીતની આમ હલનચલન કહેવાય આખું ફિઝિકલ ટાઈપ આખું સ્કેટિંગથી કરી શકે છે આ રીતની અત્યારે બિલીયાર્ડ્સમાં પણ નવા નવા રૂલ્સ છે એનાથી મતલબ બોલને એના ગોલમાં પહોંચાડવાનો છે પરંતુ એક સ્ટિકની મદદથી આ બિલીયાર્ડ્સ રમવામાં આવે છે આ રીતની ફિઝિકલ જે અત્યારની નવા ન્યુ જનરેશનની જે ગેમ છે એ ખૂબ સારી રીતે રમવામાં આવે છે બીજી કા બીજી જોઈએ તો જે આપણે જે જૂની રમત ઓનલાઇન જે ગેમ છે એ બધા અત્યારે છોકરાઓ પ્રિફર વધારે કરે છે એમાં ફ્રી ફાયર છે સબવે સફર્સ છે પછી એશિયન હન્ટર છે એ ગેમ જે છે એ બધા અત્યારે છોકરાઓ ઘણી રીતે વધારે પડતી યુઝ કરે છે જેના બદલે બદલમાં જે ફિઝિકલ ગેમ છે એ સારી એવી ઉપયોગી ઉપયોગી છે જેના લીધે અત્યારે છોકરાઓને ઘણો બધો એજ્યુકેશન લેવલ પર માર પડી રહ્યો છે એ માટે બાળકોને ખૂબ તકલીફ પડે છે ફિઝિકલી ગે ઓનલાઇન ગેમ કરતાં ફિઝિકલી ગેમ કારણ કે છોકરાઓ અત્યારે નાના બાળકો છે બહાર નીકળવાનું પસંદ નથી કરતા જેને ફિઝિકલી ગેમ રમવાનું પસંદ નથી કરતા પણ જે ફોનનો ઉપયોગ કરીને ઓનલાઇન ગેમ જે છે એમાં એ લોકો વધુ ઇન્ટ્રસ્ટ દાખવે છે પણ એ એની જગ્યાએ જો ફિઝિકલ ગેમ્સનો ઉપયોગ વધારે કરે તો એમાં એ લોકોનું નવું ઇનોગ્રેશન થાય નવી એ લોકોને વેરાઇટીઝ મળે અને એવી રીતે એ લોકોનું માઇન્ડ સેટ થાય અને આ રીતે એ લોકોને નવુંને નવું કંઈકને કંઈક જાણવા મળે એ હાર્ડ ગેમ નથી હોતી પણ નોર્મલી હાર્ડ હોય છે એટલી બધી કંઈ હાર્ડ નથી હોતી અને આધુનિક જ જમાનામાં જે આધુનિક રીતે રમવામાં આવે છે એ ટાઈપની અત્યારે બધી ગેમ્સ થઈ ગઈ છે જેને ઇઝીલી કોઈ પણ પ્લે કરી શકે છે અને સારી રીતે એવી માઇન્ડ સેટની ગેમ હોય છે એમાં ફિઝિકલી લે બોડી તો આપણી હાજર હોય પણ માઇન્ડ સેટ પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે તે બંને જો હાજર હોય તો સારી રીતે ગેમ રમી શકાય છે એટલે ફિઝિ જે ઓનલાઇન ગેમ્સ કરતાં જો ફિઝિકલી ગેમ રમવાવામાં આવે તો સારું પડે અને આજકાલનાં બાળકો એવી ઓનલાઇન ગેમ પસંદ કરે છે ના કે ફિઝિકલ ગેમ કરતાં